બેસિકલી કોઈ પણ રાજ્યની સાંસ્કૃતિક વારસાને જાળવવા અને સંવર્ધિત કરવામાં એની સ્થાનિક અને લોકલ લેન્ગ્વેજનો જે યોગદાન હોય છે એ યોગદાન ગુજરાતીનો ગુજરાતની સાંસ્કૃતિક વારસાને અને જાળવવાને સંબોધિત કરવામાં છે કારણ કે જે જે વસ્તુની અભિવ્યક્તિ અને જે વર્ણન તમે ગુજરાતી ભાષામાં કે કે ત્યાંની લોકલ લેંગ્વેજમાં લોકલ ભાષામાં તમે કરી શકો છો એ બીજી ભાષામાં જઈને અનુવાદિત કરવામાં અનુવાદિત કરવામાં આવે તો એનું સાર અને એનું જે મર્મ છે એ જતો રહે છે એટલે મારા હિસાબે ગુજરાત જ નહીં કોઈ પણ રાજ્યમાં એના રાજ્યના સાંસ્કૃતિક વારસાને જાળવવા અને સંવર્ધિત કરવાને ત્યાંની સ્થાનિક ભાષાનો બહુ મહત્ત્વની ભૂમિકા હોય છે